છેલ્લા એક વર્ષમાં આમ તો ઘણી બધી ઘટનાઓ અને સારા અનુભવો મને થયેલા છે પણ આમાં હું સૌથી યાદગાર વસ્તુ કહું તો આ વખતે અમે લોકો અમારી એનિવર્સરી મનાવવાનું ગોવામાં નક્કી કર્યું અને એ એક્સટેમ્પોર નક્કી થયું હતું પહેલાંથી કોઈ પ્લાનિંગ નહોતું પણ ચાર પાંચ દિવસ પહેલાં મને આમ જ વિચાર આવ્યો કે ચલો આ વખતે કંઈક એનિવર્સરીમાં નવું અને સારું કરીએ એટલે મેં મારા વાઈફને કીધું કે આપણે આ વખતે ગોવા જવાનું છે હું ઘણી વખતે આવી રીતે વાત કરું છું એટલે એ માનતી નહોતી કે આ વખતે ખરેખર લઈ જશે પણ જ્યારે મેં ફ્લાઇટની ટિકિટ અને હોટલનું બુકિંગ કરીને એને બતાડી દીધું કે ત્યારે એને વિશ્વાસ આયો કે ના ખરેખર આ આ વખતે લઈ જશે અને એ ટાઈમે અમે લોકો ફ્લાઇટથી ગોવા ગયા એમાં સૌથી ખરાબ અનુભવ એ હતો કે ભાઈ અમદાવાદ એરપોર્ટ પર અમારી ફ્લાઈટ ત્રણ કલાક મોડી થઈ ગઈ હતી અને અમે લગભગ બાર વાગ્યાની આસપાસ અગિયાર વાગ્યાની આસપાસ ગોવા પહોંચવાના હતા એની જગ્યાએ અઢી વાગે રાત્રે ગોવા પહોંચ્યા હતા પણ આમ છતાંય ત્રણ દિવસ અમે ત્યાં જે ગાળ્યા હતા એ સૌથી સારામાં સારું વેકેશન હું કહીં શકું છું